ભારતની આઝાદીની ચળવળમાં ગુજરાતની ખૂબ મુખ્ય ભૂમિકા છે ગુજરાતના જે મહાન નેતા કહી શકાય સરદાર વલ્લભભાઈ પટેલ જેઓ લોખંડી પુરુષ તરીકે પણ જાણીતા છે એ સરદાર વલ્લભભાઈ પટેલે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે ભારતની આઝાદીમાં સ સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે આપણા ભારત રાજ્યના બધા રજવાડાઓને એક કરીને એક અખંડ ભારતનું રાજ્ય કરવાનું હતું બનાવવાનું હતું ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે સરદાર વલ્લભભાઈ પટેલે જે રાજ્ય વિનંતીથી માને એ રાજ્યને વિનંતીથી અને જેમની સાથે કડક કદમ કરવા પડે એમને કડક કદમ કરીને

આ ઉપરાંત શ્રી મહાત્મા ગાંધીએ દાંડી કૂચ કરીને મીઠાને કરવેરાથી મુક્ત કરાવ્યું હતું દાંડી ચળવળ જે ખેડા સત્યાગ્રહ છે એ પછી સરદાર વ સરદાર વલ્લભભાઈ પટેલે ખેડૂતોને ખેડૂતોને ખેડા સત્યાગ્રહની અંદર જે ભારે કર હતો એનાથી મુક્ત કરાવ્યા હતા આ ઉપરાંત આપણા ગુજરાતમાં જે ભાવનગર રાજ્ય છે ભાવનગર જે સોરી ભાવનગર જિલ્લો છે ભાવનગર જિલ્લાની અંદર જે એમના રાજા છે શ્રી કૃષ્ણ કુમાર સિંહજી એને સૌ પ્રથમ પોતાના રાજ પોતાના જે રજવાડાને નિસંકોચ ભારત અખંડ ભારતના ઘડતરમાં કોઈ તાના આજીજી વગર એમને પોતાના રાજ્યને આપી દીધું હતું ગુજ અખંડ ભારતના નિર્માણ માટે તો ભાવનગર પણ જે આપણા ગુજરાતનું એક રાજ્ય છે તેમાં આવા મહાન રાજાઓ જેવા કે શ્રી કૃષ્ણ કુમાર સિંહજી પણ થઈ ગયા છે એમણે પણ ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે અખંડ ભારતના જે અખંડ ભારતનું નિર્માણ કરવામાં તો આ અખંડ ભારતના શિલ્પી છે સરદાર વલ્લભભાઈ પટેલ છે એને તો આપણે ન જ ભૂલી શકીએ જ્યારે આપણે ગુજરાતના ગુજરાતની આઝાદીની ચળવળની વાત કરતા હોઈએ ત્યારે